મને મારા જે મારૂં પસંદગીનું પ્રોડક્ટ છે એમાં વસ્ત્ર આવે છે વસ્ત્રમાં મને સૌથી વધારે મને ટી શર્ટ મને વધારે પસંદ છે અને ટી શર્ટમાં મને એક જ બ્રાન્ડ વધારે પસંદ આવે છે લીવાઇસની અને યુએસ પોલો તો આ જે બે બ્રાન્ડની જે ટી શર્ટો આવે છે એ ટી શર્ટો ઘણી બધી એમની ઑનલાઈનમાં પણ આપણને મળી જાય છે અને ઑફલાઈન એ લોકોના શો રૂમ હોય છે તો શો રૂમ પર પણ મળી જાય છે તો આ સીટ ટી શર્ટો દરેક વ્યક્તિઓ માટે એમનાં કમ્ફર્ટેબલ સાઈઝ પ્રમાણે મળે છે દરેક કલર મળે છે એમાં સૌથી વધારે ઇંગ્લીશ કલરો હોય છે ઇંગ્લીશ કલરો કોઈપણ નૅચરલ સ્કીન જે લોકો ઘઉંવર્ણા છે કાળા છે અને રૂપાળા છે જે લોકો સફેદ છે તે દરેક લોકો માટે દરેક કલરની ટી શર્ટો ઉપયોગમાં મતલબ એ લોકો ડેઇલી દરરોજનાં ઉપયોગમાં મતલબ પહેરી શકે એવી ટી શર્ટો આપણને જોવા મળે છે અને આ બંને બ્રાન્ડની ટી શર્ટો એકદમ રીઝનેબલ જેમ કે સસ્તાં ભાવે અને સારી સસ્તુ સારું અને ટકાઉ આ ત્રણેય વસ્તુ આ બ્રાન્ડની ટી શર્ટોમાં આપણને જોવા મળે છે તેમાં મને લીવાઇસમાં જે ગોળ ગળાવાળી ટી શર્ટ આવે છે તે વધારે મને પસંદ છે કેમકે મને હું મારું બોડીનું સ્ટ્રક્ચર ખૂબ વીક છે જેમ કે મારી બોડી ખૂબ જ પતલી છે તો હું હંમેશા ગોળ ગોળ જે રાઉન્ડ નેકવાળી ટી શર્ટ આવે છે જે ગોળ ગળાવાળી ટી શર્ટ આવે છે એ પહેરવાનું વધારે પસંદ કરું છું તેમજ હું હાફ સ્લીવ ટી શર્ટ ને પસંદ જ જલ્દી કરતો નથી હાફ સ્લીવ ટી શર્ટ હું પહેરું છું પણ બહુ ઓછાં પ્રમાણમાં પહેરું છું મને ફુલ સ્લીવ ટી શર્ટ જ મને વધારે પસંદ છે અને ફૂલ સ્લીવ ટી ટી શર્ટ હું જ્યારે પહેરું છું તો એ મારા બૉડી પર અલગ જ સ્ટ્રકચર મને ઊભું કરીને આપે છે તેમજ હું જ્યારે લીવાઇસની પ્લેન જે એકદમ પ્લેન જેનાં ઉપર કોઈપણ કલરનું જ કોઈપણ પ્રકારનું ચિત્ર ના હોય એવી પ્લેન ટી શર્ટો જ્યારે હું ખરીદુ છું અને એને પહેરું છું અને એ ટી શર્ટો જ્યારે હાફ સ્લીવની હોય છે ત્યારે હું એ ટી શર્ટો ઉપર અલગ સ્ટ્રક્ચર લાવવા માટે લીવાઈઝનો કે કોઈપણ બ્રાન્ડનો એવો સારો એવો શર્ટ પહેરી લઉં છું જેથી મારા શરીરનું જે સ્ટ્રક્ચર છે એ એકદમ આકર્ષક બને